બાકીના ભારત અને વિશ્વમાં ગુજરાતનું મુખ્ય સાંસ્કૃતિક અને સાંસ્કૃતિક યોગદાન શું છે તો અત્યારે હાલમાં ગુજરાતમાં મુખ્ય સાંસ્કૃતિક યોગદાન એટલે આપણા ગરબા ગુજરાતીઓના ગરબા આખા વિશ્વમાં વિશ્વમાં તેમજ ભારતમાં પ્રચલિત છે જો તેની વાત કરું તો ગરબા અત્યારે જેમકે અમેરિકા લંડન ઓસ્ટ્રેલીયા દરેક જગ્યાએ ગુજરાતીઓનો ગરબામાં ડંકો વાગી રહ્યો છે આ છે આપણી ગુજરાતની મુખ્ય સંસ્કૃતિનું એક કારણ પછી વાત કરું કલા સાહિત્ય સંગીત વિજ્ઞાન અને ટેકનોલોજીની તો આપણી જે કલા છે જેમકે પાટણનું પટોળું છે સંગીતમાં પણ આપણાં ઘણા કલાકારો એવા છે જે આપણને વિશ્વમાં ડંકો વગાડે છે ભારતમાં આખા ભારતભરમાં ડંકો વગાડે છે તો આવા આવી રીતે તેમજ વાત કરું તો ગરબા આપણા ગુજરાતમાં તો ફેમસ છે જ પરંતુ આગળ જેમકે ભારતમાં અલગ અલગ બીજી પણ એવી ગરબા જ જેમકે પંજાબમાં તો ભાંગડા છે અને કથકલી છે ભરતનાટ્યમ છે આવા અલગ અલગ ઘણી સંસ્કૃતિઓ ભારતમાં છે પણ ગુજરાતમાં મુખ્ય સંસ્કૃતિ એ ગરબા છે અને કલામાં આપણે વાત કરીએ તો કલામાં આપણે ગુજરાતમાં કુંભાર માટલાં માટીમાંથી ઘડો બનાવે છે ઘડા ઘડો તેમજ અલગ અલગ માટીના વાસણો બનાવે છે આ આ કળા ગુજરાતમાં ફેમસ છે અને સાહિત્યની વાત કરું તો ઘણા એવા મહાન જેમકે ઝવેરચંદ મેઘાણી છે તેવા અલગ અલગ આપણા કલાકારો પણ એવા આપણે ગુજરાતમાં અત્યારે જોવા મળે છે